ફૂલોમાં એક ફૂલ એવું છે કે જે પાણીમાં થાય છે અને તે લક્ષ્મીજીને ખૂબ પ્રિય છે કમળનું ફૂલ આપણે સહુ જાણીએ છીએ કે કમળનું ફૂલ લક્ષ્મીજીને ખૂબ જ પ્રિય છે તે રીતે ગણપતિજીને જાસૂદનું ફૂલ પ્રિય છે મોગરો ચમેલી ઘણાં બધા એવાં ફૂલ છે કે જે આપણે ભગવાનને અર્પણ કરી શકીએ છીએ તેનાથી આપણે ભગવાનની પૂજા કરી શકીએ છીએ છોડ વિશે વાત કરીએ તો તુલસીનો બી ખૂબ જ મહત્ત્વ છે જે આપણે પૂજામાં પ્રથમ સ્થાનમાં આપી શકીએ છીએ કે જે ને કે સત્યનારાયણની કથા કરવા માટે પહેલાં તુલસીજીનો જ ઉપયોગ થાય છે એની વગર કથા આપણી શરૂ પણ નથી થતી અને પૂરી પણ નથી થતી તેમ જ કેળના પાનનું બી બહુ મહત્ત્વ છે આપણે જે કથામાં ભગવાનને તુલસી અર્પણ કરીએ છીએ પછી પ્રસાદમાં બી તુલસીની જરૂર પડે જ છે એની વગર આપણે ભગવાનને પ્રસાદ નથી ધરાવી શકતા

પૂજા આપણી એનાં વગર અધૂરી રહે છે આપણે ઘણી જગ્યાએ સાઉથમાં જઈએ છીએ ત્યાં આગળ બી આપણે માથામાં બી લોકો વેણી નાખ્યા વગર બહાર નીકળતા નથી એની માથામાં બી ઘણાં લોકો એટલા ગુલાબનાં ફૂલનો ઉપયોગ કરે છે જે ફૂલ આપણને ખૂબ પ્રિય છે એનાં આપણને અત્તર લગાડવાના બી બહુ ગમે છે ગણપતિને જાસૂદના ફૂલ માટે ખૂબ જ એટલે ખૂબ જ માન આપ્યું છે શંકર ભગવાને ધતૂરાને માન આપેલું છે આ બધા ભગવાનના પ્રિય ફૂલો છે જેને આપણે અર્પણ કરતાં ધન્યતા અનુભવીએ છીએ મને ફૂલની સુગંધ ખૂબ જ ગમે છે મહારાષ્ટ્રમાં માથામાં ગજરો નાખવાનો મહારાષ્ટ્રનાં લોકોનો સાઉથમાં માથામાં ગજરા નાખવાનો સાઉથ ઇન્ડિયન લોકોનો એક ટ્રેન્ડ છે ગુજરાતીઓ બી દરેક પ્રસંગમાં ફૂલનો ઉપયોગ કરતાં જ હોય છે જેમ કે મંડપ બનાવવામાં આગળ વર કન્યાને એકબીજાને હાર પહેરાવવા માટે આપણે ફૂલનો હાર લઈએ છીએ જે રીતે આપડે ગાર્ડન બી ઘણા બનાવેલા છે કે જેમાં આપણે નાનાં નાનાં કુંડામાં આપણે ફૂલ ઉગાડી શકીએ છીએ છોડ ઉગાડી શકીએ છીએ અને તેનો ઉછેર કરી શકીએ છીએ અને જે આપણે સુગંધ આવે છે ઘરમાં મહેકાવે છે જેનાથી તે આપણને ખૂબ જ સરસ લાગે છે જે મને ઘરનું ગાર્ડન છે તે ખૂબ જ પ્રિય છે રોજ સવાર થતાં તે ગાર્ડનમાંથી ફૂલ તોડીને ભગવાનને અર્પણ કરું છું તો મને ખૂબ ખુશી થાય છે જે વેલો છે અમુક ફૂલની તે બી ખૂબ લાંબી લાંબી જાય છે અને ખૂબ એની બી માન્યતા છે આપણા ભગવાનને આપણાં સંસ્કૃતિમાં ભારતની સંસ્કૃતિમાં ભગવાનને ફૂલ અર્પણ કરવાનું એક અલગ જ મહત્ત્વ છે જેના વગર આપણે ફૂલ વગર પૂજા બી પૂર્ણ થતી નથી